ચિત્રકલા એક ખૂબ સારું માધ્યમ છે પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરવા માટેનું અને ચિત્ર કોઈપણ ડ્રોઈંગ ચિત્ર પેન્ટિંગ એના ઉપરથી તમે કલાકારની માનસિક પરિસ્થિતિ જાણી શકો કે કઈ ટાઇપના પોતાના એના રંગો એનું ડ્રોઈંગ અને એની અભિવ્યક્ત્ત ત્રણેય ઉપરથી ચિત્રકારના મન વિશે પણ તમે જાણી શકો અને ઘણી આર્ટ ગેલેરીની મેં મુલાકાત લીધેલી છે મને ઓઇલ પેન્ટિંગ બહુ ગમે અને સ્કેચ ખાસ કરીને બધા જ નેચરના સ્કેચ કોઈ પોટ્રેટ કોઈ વ્યક્તિનું અને એમાંય મને રાજા રવિ વર્માનાં તો પોટ્રેટ બધાં ખૂબ સુંદર લાગે એમાં થોડીક દક્ષિણ ભારતની શૈલીનું વધારે પેલું હોય છે અભિવ્યક્તિ બધી દક્ષિણ ભારતીય સ્ત્રીઓ જે રીતની લાવણીઓ એ લોકોને હોય છે એ વધારે એણે દેખાડેલું છે એમાં એટલે બધાયની શૈલી અલગ જ હોય છે ઘણા ચિત્રકારો છે એ એકદમ સમાજનું સમાજનાં જુદાં જુદાં સમાજનાં જુદાં જુદાં પાસાઓ રજૂ કરતાં ચિત્રો કે રેખાચિત્રો બનાવતા હોય છે અને ઘણાંનાં પેન્ટિંગ ખૂબ સુંદર હોય છે અને મોડર્ન આર્ટ હોય છે જે ક્યારેક તો સમજાતાય નથી હોતાં એવું મને લાગે પણ મને ખાસ કૃષ્ણનાં અને કૃષ્ણની રાસલીલાનાં ને એ બધા જે રેખાચિત્રો ને સ્કેચ હોય છે ને એ બહુ પ્રિય છે ખાસ કરીને કૃષ્ણચરિત્ર અને એ બધાં છે ને આમાં ઇસ્કોન મંદિરમાં ને ઇસ્કોન ગ્રુપ છે એ લોકોનાં ચિત્રો મને ખૂબ વધારે આગળ મને પોતાને ઈચ્છા થાય દોરવાની જોઈ જોઈને પ્રેરણા મળે મને કે હું આ બધાં ચિત્રો હું દોરું એમ હું બને તો લગભગ મેં બધાં કૃષ્ણને લગતા જ બધા સ્કેચ બનાવ્યા છે મને બહુ ગમે એ બધાં ચિત્રો દોરવાં અને એમ એફ હુસેન ને મોટા મોટા પીકાસો ને એ બધા ચિત્રકાર છે એના ચિત્રો તો એની શૈલીઓ ઓછી મને સમજમાં આવે જે ઘણાં પક્ષીઓ અને એ બધાં એનાં એક્સપ્રેશનવાળા જે ચિત્રો બનાવે છે ખોડીદાસભાઈ એ મને બહુ ગમે ખોડીદાસ પરમારનાં ચિત્રો મને બહુ ગમે કનુ દેસાઇનાં પણ મને બહુ ગમે કનુ દેસાઇ બહુ સારા ચિત્રકાર છે એના પોટ્રેટ બનાવેલા ઈ મને બહુ ગમે છે અને એની શૈલી આપણે દક્ષિણ ભારતની તાંજોરકર શૈલીનાય મને જે વિષ્ણુ લક્ષ્મીના છે માતાજીના છે એ બધાં તાંજોરકર શૈલીનાં ચિત્રોય મને વધારે ગમે છે પેન્સિલ સ્કેચ પણ અત્યારે ખૂબ સારા ગેલેરીમાં જોવા મળે છે એટલે એમાંથી પણ સારી પ્રેરણા લઈ શકાય એવું છે અને જ્યારે મુલાકાત લઈએ ત્યારે એમ થાય કે બને એટલો આપણે પ્રયત્ન કરીએ કે આ લોકોના માર્ગે ચાલી શકીએ કે આવાં ચિત્રો હું બનાવી શકું બોઉ એટલું સહેલું નથી પણ પ્રયત્ન કરીએ કે હવે હું જોઈ જોઈને પણ હું એ લોકોનાં જોઇને ચિત્રો બનાવું ને ગેલેરીમાં તો પ્રદર્શનો વારંવાર આવતાં હોય એટલે પ્રદર્શન જોવા જઈએ એટલે મનમાં તો એ જ વિચાર લઈને જઈએ કે ભાઈ એના જેવું હું પ્રયત્ન કરું બનાવવાનો